મેં મારા સ્કૂલના મેળાવડામાં ભાગ લીધો હતો અને ખૂબ જ મજાનો દિવસ હતો બધા વાલીઓ સાથે અને વિદ્યાર્થીઓ સાથે મળવાનું થયું હતું એકબીજાને પરિચય થયો હતો જે વિદ્યાર્થીઓનાં વાલીઓને ઓળખતા ન હતાં એમને સાથે પણ સારું એવું રૂબરૂમાં મુલાકાત થઈ હતી અને ખૂબ જ મજાનો દિવસ હતો